હું મારા શોખની વાત કરું તો રીડિંગ કદાચ મને યાદ પણ નથી કે મારી કઈ ઉંમરથી મેં શરૂ કર્યું કદાચ પાંચ છ વર્ષથી મને રીડિંગનો ખૂબ જ શોખ હતો મને વાંચનનો ખૂબ શોખ હતો મેં દરેક પ્રકારની બુકો વાંચી છે મોટેભાગે મારા લિસ્ટમાં ઈન્સ્પિરેશનલ બુક્સ જ હોય છે જેમ કે યુ કેન વિન ધ મોન્ક હુ સોલ્ડ હીઝ ફરારી હું વીલ ક્રાઈ વ્હેન યુ ડાઈ એલકેમિસ્ટ વચ્ચે વચ્ચે કોઈક વખત રમુજી બપોર પટેલ પણ વાંચી છે મેં અને મારા જો મુખ્ય મારો શોખ જે કહુ તો એ વધારે ધાર્મિક કે આપણે કહી શકીએ કે જેમાં એક જુદા જ પ્રકારનું રામાયણ છે વાલ્મિકી રામાયણ વાલ્મિકી રામાયણમાં આપણને રામાયણના બધા પાત્રો ખબર છે રામ સીતા લક્ષ્મણ પણ મારો મૂળ વિષય જેમ કે મનોવિજ્ઞાન સાયકોલોજી છે તો એમાં હનુમાનજીના પાત્રની એક સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાનને લગતી એક બહુ જ સરસ વાત છે જે એકદમ ટૂંકમાં કહુને તો સમજી જાય પણ મોટેભાગેના લોકો જે આજનો સમય જેના પર ચાલે છે જેને આપણે વાતચીત કમ્યુનિકેશન કહીએ એ સમજાવવા માટેનો એક સરળ પ્રસંગ છે જ્યારે હનુમાનજી સીતાજીને શોધવા અશોકવાટિકામાં જાય છે અને ત્યાંથી પાછા આવે છે પાછા આવે છે ને તો રામ ભગવાન એમની ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે તો ત્યારે હનુમાનજી સંસ્કૃતમાં સંસ્કૃતમાં એક શ એક વાક્ય બોલે છે કે દ્રષ્ટા મયા સીતા હવે એ સીતા મયા દ્રષ્ટા પણ બોલી શકતા હોત પણ એમણે પહેલો શબ્દ વાપર્યો છે ડ્ર્સ દ્રષ્ટા દ્રષ્ટાનો મતલબ એવો છે કે રામ ભગવાનને એક શબ્દ માટે પણ એ ચિંતિત રાખવા માટે માંગતા ન હતા એટલે એમને પહેલાં કહી દીધું કે જોઈ લીધા છે મેં શોધવા તો સીતાજીને જ ગયેલા અગર જો એ પહેલાં સીતા શબ્દ વાપરતા તે તો રામ ભગવાનને શંકા રહેતી કે સીતા મળ્યા કે નહીં મળ્યા અને એટલે મળ્યા કે મને બોલતે તો પણ એમને શંકા રહેતી કે મળ્યા કે નહીં મળ્યા એમને શું કીધું પહેલાં મળી ગયા આપણે આપણા રોજિંદા જીવનમાં જ્યારે કમ્યુનિકેશન કરીએ છીએ ને ત્યારે શબ્દનો ચયન શબ્દનો ચયન અયોગ્ય થઈ જાય અને એમાં ને એમાં છે ને તે આપણી વાત સામેવાળાને સમજાવવામાં અને એ સમજવાનો ટાઈમ હોયને એ આજે કોઈની પાસે સમય નથી તો એ ટાઈમ ચૂકી જવાય અને દુનિયાના મોટેભાગેના ઝગડા મોટેભાગેના કોન્ફ્લિક્ટ મિસકમ્યૂનિકેશનના લીધે જ થાય છે તો આ એક આપણો આજનો આધ્યાત્મિક પ્રસંગ છે પણ મને લાગે છે કે બાળકોને નાનપણથી આ સમજાવું જોઈએ કે ક્યારે ક્યાં શું અને કેટલું બોલવું જોઈએ